ગુજરાતમાં ઉપલબ્ધ હોય તેવી જુદા જુદા પ્રકારની શાળાઓ છે જેમ કે આપણે ગીર સોમનાથ જિલ્લામાં જોવાં જાઈએ તો દર્શન માધ્યમિક શાળા છે એમનો અભ્યાસક્રમ તો ગુજરાત સરકારની અંદર જ આવે છે પણ એની જે શિક્ષણની પધ્ધતિ છે તે બીજા કરતાં અલગ છે શા માટે કેમ કે શિક્ષણ પધ્ધતિ છે તે હર એક જેમ જેમ સ્કૂલ છે તે અલગ થાય છે એવી રીતે એની શિક્ષણ આપવાની પધ્ધતિ પણ જુદી જુદી થાય છે જેમ કે ત્યાં એવી પ્રથા હતી એ છોકરાઓ છે તેનાં ઉપર વધારે ફોકસ કરવામાં આવતું હતું વ્યક્તિગત રીતે કે કોઈ છોકરું છે તે નબળું ન રહી જાય અને દરેક છોકરાઓની પાસેથી એની અકોડિંગ એટલે કે એની અંદર જેટલી ક્ષમતા હોય એ પ્રમાણમાં એની પાસેથી કામ લેવામાં આવતું હતું જે નબળાં હોય એ લોકો ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું આ ઉપરાંત એ લોકોને વધારે વર્ક આપવામાં આવતું એ લોકોને સમજાવામાં આવતાં કે તમારે કઈ રીતથી કામ કરવાનું છે આ ઉપરાંત બીજી શાળાઓ જોઇએ કે બીજી કોલેજો જોઈએ બધાંનો પોતપોતાની પધ્ધતિ છે તે અલગ હોય છે અમુક જે છે શાળા એ બીજી બધી પ્રવૃત્તિ ઉપર ફોકસ કરતી હોય જ્યારે અમુક શાળા એવી હોય છે કે જે ભણવાં ઉપર ફોકસ કરતી હોય ભણવાં ઉપર ફોકસ કરતી હોય એટલે કે સવારથી લઈ અને સાંજ સુધી એ છોકરાઓને ભણવાનું જ કરવાનું હોય છે જ્યારે અમુક શાળાઓ એવી હોય છે કે જે ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃતિ જેમ કે શનિવાર હોય ત્યારે એ લોકોને એકસ્ટ્રાકરીકુલીઅર એક્ટિવિટીસ કરાવવામાં આવતી હોય છે તો આ જે છે એ ગુજરાત સરકારની જે યોજના છે એનાં અંતર્ગત શિક્ષણ છે એ ભાર ન બને એટલાં માટે એ લોકોને ખાલી ભણાવવામાં નહીં પણ એને ગણાવવામાં પણ આવે છે